અંતરિયાળ અને છુટા છવાયા ગ્રા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી વ્યક્તિઓ માટે રમતો એ તેમના મનો મનોરંજન અને તણાવ હળવો કરવાના સાધન તરીકે વપરાય છે કારણકે તેમના પાસે મનોરંજન માટે કોઈ આધુનિક સાધનો હોતા નથી જેમ કે ટીવી મોબાઈલ જેવા સાધનો તેમના પાસે હોતા નથી તેથી તેમને રમતોનો જ સહારો લેવો પડે છે ત્યાંના યુવાઓ ક્રિકેટ કબડ્ડી ફૂટબોલ ખોખો દોડ લાંબી કૂદ અને તે ઘણી બધી એટલેટીક રમતોનો સહારો લે છે પોતાનો મનોરંજન માટે અને બીજી બાજુ ત્યાંના જે મોટા વ્યક્તિઓ હોય છે તેઓ જુગાર જેવી રમતોનો સહારો લે છે તેથી જ કહેવાય છે કે ત્યાંના લોકોનું સ્વાસ્થ્ય તે શહેરના લોકો કરતા ઘણું સારું રહે છે આપણે ઘણીવાર સાંભળ્યું હોય છે કે ગામના લોકો એટલે ખૂબ જ હટ્ટા કટ્ટા એમના સાથે કોઈ દિવસ મારામારીમાં આપણે ઊભું ન રહેવાય કારણ કે તેઓ નાનપણથી જ રમતમાં ખૂબ જ આગળ હોય છે રમત જ તેમનો સહારો હોય છે મનોરંજનનો તેથી તેમનું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહે છે કારણ કે જ્યાં પણ આપણે કોઈપણ રમત રમીએ ત્યારે આપણા પુરા શરીરનો ઉપયોગ થાય છે શરીરની કસરત થતી રહે છે તેથી રમત આપણા શરીરના એક રીતે આપણા શરીરની કસરતમાં ખૂબ જ સહારો આપે છે અને ગામના લોકો તો ગામના લોકોનું તો ખાવાનું પણ ખૂબ જ પૌષ્ટિક હોય છે કારણ કે તેઓ રોટલી શાક દાળ ભાત રોટલો જુવારનો રોટલો બાજરીનો રોટલો એવું એવું એકદમ પૌષ્ટિક ખોરાક જ ખાતા હોય છે તેમના પાસે બર્ગર કે પીઝા કે ચાઈનીઝ જેવું કંઈ ખાવાનું તો હોતું નથી તેથી તેઓ તેઓના પેટમાં કોઈ પણ જાતનું ખરાબ ખાવાનું જતું નથી આથી તેઓનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે શહેરના લોકોએ પણ એવી એવી રહેણીકરણી અપનાવવી જોઈએ તેથી જ આપણે જો આંતરરાષ્ટ્રીય સ્તરે અથવા રાષ્ટ્રીય સ્તરે અથવા રાજ્ય સ્તરે જોઈએ તો મોટે ભાગે જે પણ રમતવીરો હોય છે મોટા મોટા રમિત રમતવીરો હોય છે બધાં ગામ ગામના લોકો જ હોય છે જેમ કે આપણે મિલ્ખા સિંગની વાત કરીએ દોડવીર મિલ્ખા સિંગ તે પણ એક પંજાબ તે પણ પાકિસ્તાનના એક ગામમાંથી જ આવતા હતા એમનું મૂળ પાકિસ્તાનનું હતું તે આપણે ભાગ મિલ્ખા ભાગ પિક્ચરમાં જોયું હતું તે પણ પાકિસ્તાનના ગામમાંથી જ આવતા હતા પછી હાલના આપણા કુશ્તી કુશ્તીના વીર વિનેશ ફોગાટ અથવા ગીતા કુમારી ફોગાટ અથવા બબીતા કુમારી ફોગાટ તે પણ એક ગામમાંથી જ આવતાં હતાં તેઓ પણ કુશ્તીના વીર છે ખૂબ જ સરસ તેમના જે પપ્પા હતા મહાવીર સિંગ ફો ફોગાટ તે પણ તે જ ગામમાંથી આવતા હતા એટલે ગામનું વાતાવરણ આપણને રમતો માટે રમતો માટે ખૂબ જ સારું છે ગામનું વાતાવરણ આમ આપણે જોઈએ કોઈવાર આપણે એવું સાંભળ્યું નહીં હોય ક્યાં તો ભાગ્યે જ સાંભળ્યું હશે કે કોઈ શહેરનો વ્યક્તિ કે કોઈ મોટા શહેરનો વ્યક્તિ કોઈ ઇન્ટરનેશનલ અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મેડલ લઈ આવ્યો હોય અથવા કે જીતીને આવ્યો હોય કારણ કે શહેરનું વાતાવરણ નથી શહેરનું વાતાવરણ એ જ છે કે તમે ભણો ગણો અને નોકરી કરો અને ચોવીસ કલાકની નવ નવ કલાકની નોકરી કરો અને ઘરે આવીને સુઈ જાવ ફરી એ જ તમારો સાયકલ શિડ્યુલ શરૂ રહે છે પરંતુ ગામનું વાતાવરણ આપણે ફ્રીડમ આપે છે આપણે થો આપણે જે આપણે કરવું હોય તે કરવાનો સમય આપે છે તેથી આપણે વધુ સારી રીતે પોતાનો પોતાની પ્રગતિ કરી શકીએ છીએ પોતાના ઇન્ટરેસ્ટને ઇન્ટરેસ્ટના એરિયામાં આપણે પ્રગતિ કરી શકીએ છે આપણે કોઈ રમત ગમતી હોય તે રમતમાં આપણે આગળ વધી શકીએ છીએ એના માટે આપણે ગામનું વાતાવરણ જરૂરી છે